અમારા ઘરે અમે ભોંયતળિયા ઉપર ગાયના છાણનો ઊપયોગ કરીને લીંપણ કરીએ છીએ તો આ માટે મારા મમ્મી મારા કાકી ઘરની સ્ત્રીઓ અમારા ગામની નદીએ ભાગોળે માટી લેવા જાય છે ત્યાંથી માટી લઈને આવી ઘરે તેમાં છાણ અને પાણીનું મિશ્રણ કરીને તેને પગ દ્વારા ખૂંદવામાં આવે છે પગથી ખુંદીને તેનું લીંપણ બનાવવામાં આવે છે અને એ ગારાને જમીન ઉપર હાથ દ્વારા લિંપવામાં આવે છે અથવા થાપણ કરવામાં આવે છે આ લીંપણ થી એમાં ગાયના પોદળાનો ઈસ્તમાલ થાય વાપરવામાં આવે છે આવી રીતે ઘરનું લીંપણ કરવામાં આવે છે ત્યાર પછી આનો ઊપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો હોય છે એ માટી એ ગાયનું છાણ હોય એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઊપયોગી છે અને ઘરમાં માખી મચ્છર થતા નથી ગાયનું લિંપ ગાયનો જે પોદળો હોય છે તે વધારે સુ શુદ્ધ માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ ગાયના છાણનું વિશે વાત કરવામાં આવી છે હવન કુંડમાં ઊપયોગ કરવામાં આવે છે અને શુભ પ્રસંગે પણ ગાયના છાણનું ઊપયોગ કરવામાં આવે છે આ રીતે ગાયના છાણનો પણ ખૂબ જ જ્યાદા વધારે ફાયદાઓ હોય છે અને આ રીતે અમારા ઘરમાં ગાયના છાણનું લીંપણ કરવામાં આવે છે એટલે કચરા પોતા થતા નથી પણ સંજવારી કરવામાં આવે છે અને તે ખૂબ જ સારું હોય છે